હા હા ભાઈ કેટલે પહોંચ્યા તમે તો આપણે ટાઇમ આપ્યો હતો તમે નવ વાગ્યાનો તમે હજી પાંચ કિલોમીટર દૂર છો એટલે એનો મિનિંગ એવો કે તમે મારાં લોકેશનથી હજુ અડધો કલાક કલાક પછી તમે આવો હા તો આવું થોડી ચાલે ભાઈ મેં તમને નવ વાગ્યાનો ટાઇમ આપ્યો હતો એ ટાઇમ પ્રમાણે તમારે પહોંચી જવું જોઇએ ને હા એ ટ્રાફિક હોય તો પણ એવું થોડી ચાલે યાર તમારે કહેવું જોઇએ ને નવ વાગ્યાનો ટાઇમ આપ્યો તો તમારે એ પ્રમાણે ચાલવું જોઇએ ચાલો હવે મારે કોઈ સેટ થાય એમ નથી હું આ કેબ રદ્દ કરવા માગુ છું તમે બહુ લેટ થઇ ગયા મારે ઇમરજન્સીમાં નીકળવાનું થાય છે માટે આપણે આ કૅબની અંદર મારે સેટ થશે નહીં હું આ રદ્દ કરું છું નહીં ભાઈ પણ મારે એવું થોડી હોય યાર તમે કહો એ પ્રમાણે ટાઇમ સેટ થાય મારે તમને કીધું ને મારે નવ વાગે એ પ્રમાણે મારે નીકળવાનું મેં મારા પર ટાઇમ પ્રમાણે સેટ કર્યું હતું કે નવ વાગે મને કેબ મળી જાય ને હું મારા લોકેશન ઊપર પહોંચી જાઉં હવે તમે એવી વાત કરો છો કે હું પાંચ કિલોમીટર દૂર છું તો એનો મિનિંગ શું થયો કે તમને હજી અડધો કલાક જેવું થઇ શકે તો મારી પાસે એવો કોઈ ટાઇમ નથી કે હું અડધો કલાક જેવું વેસ્ટ કરું માટે હું આ કેબ રદ્દ કરું છું મારે કોઇ જરૂર નથી હું બીજી કોઇ વાહનની અંદર જતો રહીશ માટે મારે આ સેટ નહીં થાય હું તમારી આ કેબ રદ્દ કરું છું તમે બહુ લેટ કરી દીધું જેથી કરીને આ કેબની અંદર મારે સેટ થશે નહીં